હાલો હું હું ઓલા કેબમાંથી બોલું છું અ મેં તમને ફિડબેક આપવા માટે કોલ કર્યો હતો મેં તમારી ઓલા કેબની સર્વિસનો ઉપયોગ રાત્રે દસ વાગ્યા પછી કર્યો છે સવા દસ વાગ્યાની આસપાસ તો તમારા જે ડ્રાઈવર અને એ ડ્રાઈવર જે હતા એ ખૂબ જ સારી રીતે ખૂબ જ રિસ્પેક્ટપૂર્વક મને મારા સહી સલામત રીતે મારા સ્થળે પહોંચાડી હતી તે બદલ હું એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને હું થોડુંક પણ મને અનસેફ જેવુ ફિલ નહોતું થયું ખૂબ જ સારી રીતે હું મારા ઘરે પહોંચી ગઈ હતી